મેં તો ઘણા પુસ્તકો વાંચ્યાં છે સારા સારા લેખકોના કમા મુનશીના કૃષ્ણ અવતાર ગીજુભાઈની બાળવાર્તાઓ ચકકો મકકો છેલ છબો પણ એ બધામાં મને પસંદ હોય તો ગિજુભાઈની બાળવાર્તાઓ બાળકોના માનસ ઉપર એ વાર્તાઓ એટલી સરસ અસર કરે છે કે જેથી કરીને બાળકો ઘણું શીખે છે એના પિક્ચરો પણ બહાર પડતા હતા એટલે એની સાથે હું જોડાયેલી હતી